ગુડ મોર્નિંગ મને એવું જણાવવામાં આવ્યું છે કે તમારો ડીજીલોકરનો પાસવર્ડ બદલવાનો છે તો હું રેડી છું બદલવા માટે પણ આપણી કંપનીની કોઈ એવી પૉલિસી છે કે મારે ડીજીલોકરના પાસવર્ડમાં આ વર્ડ રાખવો કે આ અક્ષરો અથવા તો આ નંબરનો ફરજિયાત ઉપયોગ કરવો પડે અથવા તો કોઈ એવી જરૂરિયાત છે આપણી કંપનીની કે જે વસ્તુ મારે એ પાસવર્ડ બનાવતી વખતે ધ્યાનમાં રાખવી પડે એવું કંઈ હોય તો મને જણાવો